મને પી એમ કે વી વાયના અભ્યાસક્રમોના વિશે સાંભળવામાં આવ્યું છે અને મેં તેવું સાંભળ્યું છે કે પ્રધાનમંત્રીની આ યોજનાએ ઘણા બધા વિદ્યાર્થીની મદદ કરી છે મને આ યોજનાના અભ્યાસક્રમોના જોડાવવામાં રસ છે પણ મને આ યોજનાના વિશે વધારે માહિતી નથી હું આ યોજનાના આઇટી કોર્ષમાં જોડાવવા માગું છું